અમારા જીલ્લામાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરની કોઈ સંસ્થા નથી પણ પ્રાઈવેટ ફોટોગ્રાફર્સને એ બધા છે તો એની પાસેથી શીખી શકાય એ લોકો કેમેરાનો એંગલ કઈ રીતે પકડવો કઈ રીતે ફોટોનો એંગલ લેવો રેન્જ કઈ રીતે પકડવું એમાં સેટિંગ્સ બધા અલગ અલગ આવતા હોય મોડ અલગ અલગ આવતા હોય એમ બધું શિખવાડે એ આપણને અહીંયા અમારા જીલામાં પ્રાઈવેટમાં જ મળી જાય પછી નેશનલ લેવલનું કંઈ શીખવું હોય તો અમારે રાજકોટ અથવા અમદાવાદ વડોદરા બાજુ જવું પડે તો રાજકોટમાં એક ફોટોગ્રાફીની ઈન્સ્ટિટ્યૂટ છે પણ ત્યાંની ફિસ બહુ મોંઘી છે તો મિડલ ક્લાસના કોઈ હોય તો એ જોઈને ના કરી શકે અને બાકી આગળના લેવલ સુધી શીખવું હોય તો મુંબઈ જાવું પડે તો ત્યાં ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોટોગ્રાફીનું છે તો ત્યાં આપણે બધી પ્રકારનું શિખવાડવામાં આવે છે અને આમાં અમુક પ્રકારના એવોર્ડ અને એ બધું મળે છે જે આપણે ગમે ત્યાં આપણે ફોટોગ્રાફી માટે જોઈનિંગ કરવું હોય મૂવીસમાં ફોટોગ્રાફી માટે સિરિયલમાં તો ત્યાં આપણે તે બતાવી શકીએ છીએ તો એના ઉપરથી આપણને મોટા મોટા ઓડર મળી શકે અને એનાથી આપણને ખૂબ લાભ થાય તો આપણે મુંબઈમાં અમદાવાદ વડોદરા રાજકોટ એ બાજુ બધે જાવું પડે છે અમારે તો અમારા જીલામાં એક ઈન્સ્ટિટ્યૂટ નથી પણ પ્રાઈવેટ લોકો જે હોય તો એની પાસેથી આપણે જે કંઈ જાણવું હોય તો જાણી શકીએ પણ એવા કોઈ ખાસ હોય તો બાકી આપણે ત્યાં ઈન્સ્ટિટ્યૂટમાં કેવી રીતના જઈને શીખવું પડે છે અમદાવાદમાં એક હતા અશોક મહેતા જે જે ફિલ્મ મેકરના જે હતા તો એની ડેડ થઈ ગઈ અત્યારે તો પછી એની પછી કોઈ ફોટોગ્રાફીનું કોઈ સારું શિખવાડતું નથી તો એ હતા ત્યારે એ સમયમાં બધું ઘણું સારું શીખવાડતા તો પછી તો પા અલગ અલગ બધા પોત પોતાની રીતના શીખવાડતા હોય છે શિખતા હોય છે તો આપણે આપણી રીતે જાણવું પડે કે ક્યાં શિખવાડે છે કોણ શિખવાડે છે જો એ સારું શીખવાડતા હોય તો એની પાસે પણ શીખી શકીએ બાકી સારા ઘરના એવી ફાઈનાન્સિયલ સપોર્ટ હોય તો આપણે રાજકોટ અમદાવાદ બરોડા મુંબઈ ત્યાં જઈને આપણે ઈન્સ્ટિટ્યૂટમાં શીખી શકીએ અને આપણને આગળ ફૂલ આપણા ફ્યૂચરમાં ઘણું સારું થાય જો ઈન્સ્ટિટ્યૂટમાં આપણે જે ભણ્યા હોય તો એમાંથી આપણને ડિગ્રી મળે એવોર્ડ મળે તો એ આપણને આગળ જોબમાં ફોટોગ્રાફીની જોબ માટે મોટા મોટા ઓડર માટે ઇવેંટની ઇવેન્ટ્સની ફોટોગ્રાફી તો એ બધુંય આપણને ખૂબ સારી રીતે સપોર્ટીવ થાય તો એના માટે આપણે ત્યાં ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈએ તો ઘણું સારું થાય આવી રીતે આપણે ફોટોગ્રાફીની ડિગ્રી મેળવી શકીએ પણ અમારા જીલ્લામાં રાષ્ટ્રીય અથવા અંતરરાષ્ટ્રીય સ્તરની કોઈ સંસ્થા નથી તો એ આપળે પ્રાઈવેટ માથે કે કોઈ એવી રીતના જ અમારે બાર જાવું પડે કા અથવા પ્રાઈવેટમાં શીખવું પડે